હાલો હા ભાઈ અમે છેને રાજકોટથી વાત કરી રહ્યા છીએ અને અમારી દીકરી મિન્સ કે અમારી માસીની છોકરી છે એના લગ્ન છે અને જમણવારનો ઓડર મને છે તો મને એવું ધ્યાનમાં આવ્યું કે તમે બેસ્ટ હોટલવાળા છો કે જે બહુ મસ્ત જમવાનું બનાવો છો તો તમારે ત્યાંની બેસ્ટ પ્રોપ્યુ પ્રોપ મિન્સ કે બહુ બેસ્ટ મસ્ત જે જમવાની ડિશ છે એ કઈ કઈ છે હં હં

હા તો ઊંધિયુંનું શું ભાવ હશે મિન્સ કે આમ સાંભળેલું છે પણ કોય દીચસ ચાખ્યું નથી તો લગ્ન છે તો વડીલો બહુ છે તો ઊંધિયું હોય તો સારું લાગેને હં હં સ્વિટમાં શું હોય તો ગુલાબ જાંબુ સિવાય બીજું કાંઈ છે જે ઊંધિયા ઊંધિયા સાથે હોય નાના એ તો નહીં મજા આવે કેમ કે એતો કોઈ ખાશે નહીં તો એક કામ કરીએ ગુલાબ જાંબુ થોડાંક અને થોડુક રાખીએ આપણે સાઇડમાં આઇસક્રીમ શ્રીખંડ કેમકે એ ઠંડકવાળું થઈ જાયને હાને ઓકે વેનીલા અને પાઈનેપલ બે મિક્સમાં વેનીલા પાઈનેપલ મિક્સ હં હં હં હં હં હં ઓકે તો કિલોના કેટલા ભાવ થાશે ઓકે ડન તો મને પાંચસો રૂપિયાવાળું ભેજી દેજો અને અમારે ઓડર કનફોર્મ કરી નાખજો થેન્ક યુ સો મચ બાય બાય